હેલો દૂર્વા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હું સુરતથી વાત કરું છું મને સ સાત જણ માટે ઓલા યા ઉબેર ઓલા બુક કરાવવાનું છે તો અમે અહીંયા સુરતમાં અડાજણ પાસે ઊભાં છીએ તો તમે તમારો રેટ શું છે તમે કેટલાં લેશો તો તો એ કે પંદર પંદર રૂપિયા પર કિલોમીટર પણ નહીં બાર રૂપિયા તમે લઈ લેજો ને હું તમને લોકેશન સેન્ડ કરી દઈશ તો તમે એ લોકેશન પર આવી જજો ટા પાંચ વાગ્યે સાંજે પાંચ વાગ્યે આવી જજો